હું મુસાફરી દરમ્યાન જો વાત કરું તો મેં જુનાગઢ સાઈડ હમણાંજ ગયો તો એ સાઈડ પ્રવાસ કર્યો જતો તો જુનાગઢ જવાનું નક્કી થયું હતું પુનમનો દિવસ હતો અને ત્યારે મારો એક મિત્ર હતો જેને મને કીધું તું આવું છે જુનાગઢ સાઈડ ત્યારે અમે મેંં મારા મામાનો છોકરો અને અમે બધાય હું મારા મામાનો છોકરો અને એ મારો મિત્ર અને એનો એક બીજો મિત્ર હતો તો એ સાઈડ ત્યારે ગયા ટ્રેનથી તો ટ્રેનમાં તો મારો જે મામાનો છોકરો એના ભેગો હું ત્યાં અમે એ સાઈડ પહોંચી ગયા અને અમે અહીંયાં રાજકોટથી જ નીકળ્યા હતા તો રાજકોટથી નીકળ્યા એટલે મારા ભાઈ શરૂઆતમાં મારી સાથે હતો અને આ જે મિત્રની વાત કરું હું એ એને કીધું તું કે આ સ્ટેશને આવ અને ત્યાંથી અમે ટ્રેનમાં બેઠા અને ત્યારે અમારી ઘણી વચ્ચે ઘણીબધી વાતું થઈ જેમકે ગિરનાર કેવો હે અને એ પહાડી વિસ્તારમાં છે તો ગિરનાર પર્વત જે રહ્યો એ અલગ અલગ ઋતુઓમાં આમ કંઈ તો એનું કુદરતી જે એનું સૌંદર્ય હે એ કેવું આમ આપણને માણસને આમ કેવો હરી લે બરોબર કે માણસનું આમ મન પ્રફુલ્લિત કરી નાખે કે વાહ શું કુદરત છે એમ અટલે એ સાઈડ જોવા જવાનું પ્રવાસનું નક્કી થ્યું એટલે અમે જતા હતા ત્યારે એ બધી વાતું ચાલતી હતી અને ત્યારે રાઈતેની આ ચડવાનું હતું મારો જે મામાનો છોકરો રહ્યો એને કોઈ કારણસરના પાડી દીધી કે ના મારે ઉપર છેક નથી ચડવું કારણ કે એક કારણ એવું એ કંઈ શકીએ કે એને ડાયરેક આમ ગિરનાર ચડી જાવો હોય ડાયરેક કેટલા આઠ નવ હજાર નવસો નવાણું પગથિયાં જેટલું એ એટલું બધું એ ચડી નહોતો શકતો એ કહી શકે અને હું કહું હું મારી રીતે કહું તો મારે તો પહેલી વાર ચડવાનું હતું એના જેવું હતું જે મારો મિત્ર હતો જે મને આગ્રહ કરી રહ્યો કે તું હાલ મારા ભેગો ચડ ચડવું જ છે ઠેક સુધી પહેલાં તો મને આમ લાગ્યું જ કે આટલું બધું હું કેવી રીતે ચડી શકીશ ચોટીલા જેવું પાંચસો પગથિયાં કે હજાર પગથિયાં સુધી આપણે ચડી જઈએ પણ આ એક સાથે એક હજાર નવસો નવાણું પગથિયાં હુંધી ચડવું એ મારો મિત્ર જ કહેવાય કે જે મને હિંમત આપે છે અને હું છેક સુધી ચડી ગયો અને આમ કોઈ પહેલીવારમાં જ ચડી ગયો એમ પણ એને પહેલાંજ કહી દીધું તું કે એ ગિરનાર ચડી અને પેલા કે જે ચડી શકો એક વારમાં આપણે એમ તો થાક થાક ખાતા જઈશું પણ વચ્ચે નાસ્તોને એવું બધું આવશે ત્યારે ઊભા રહી જઈશું પછી પાછા ચડવાનું ચાલુ કરશું પછી પાછા થોડીક વાર ઊભા રહીએ એ રીતે તો મારા મામાનો છોકરો નીચે રહી ગયો અમે ચડવાનું ચાલુ કર્યું હળવે હળવે ચડતા ગયા અને એમ તો મારા મિત્ર સાથે ખાવા બધુંય આ ચોકલેટું છે કે પછી ગોલો છે પછી એવી બધી વસ્તુઓ અને પાણીની બોટલ છે કે એવી બધી વસ્તુઓ સાથે લઈ લીધી તી અને રાતે અમે લોકો ચડતા તા અને ઘણી એવી વચ્ચે વાતુએ કરતો જાતો તો કે જો દિવસે ચળ્યો હોત તો આટલી બધી હિંમત નએ થાત અને કોઈ ચડીએ ન શકે કે કારણ કે રોજ જે રેગ્યુલર અહીંયાં આવે છે કે જેને આદત હે ટૂંકમાં આ ઉપર ચડવાની એ એ લોકો ટેવાએલા છે એ સતત ચડી શકે જોકે શરીર એવું હોય તો એ કોઈ ચડી નએ શકે એટલે એ માણસ મને અલગ લાગ્યો કે એ અહીંનું બધુંય વસ્તુ જાણે છે કઈ રીતે કે રાજા ભરથરીની ગુફા છે ગુરું ગોરખનાથનું શિખર છે કે પછી આ એ ટાઈમને ટૂંકમાં ત્યાંના જે તપસ્વીઓ છે કોઈ તાંત્રીકો છે કે એ પહાડનું જે મહત્ત્વ છે અને આમ તો કંઈ બહુ જૂના ટાઈમથી એનું ઘણું બધું મહત્ત્વ છે કે કોઈ તાંત્રિક છે તો ત્યાં કોઈ મેલી વિદ્યા નહીં કરી શકે કે એ એવા ઘણા બધા રહસ્યો જે ત્યાં જાણતા હતા અને ત્યાં ઘણા યોગીઓ અને તપસ્વીઓ થયા અને એમ કહેવાય મહાભારતના પાંડવો કાળથી ત્યાં ઘણી બધી ગુફાઓને એ બધુંય છે એટલે એ જે જાણ્યુંને મેં એના વતી મારા મિત્ર વતી તો એ મને બહુ ગમ્યું